મારો ધર્મ વૈષ્ણવ સંપ્રદાય છે મારા ઘરના લોકો તેમજ આસપાસના બધાં લોકો હવેલીએ જાય મને પણ હવેલીએ જ જવાનું તેમજ હવેલીએ લોકો શા માટે જાય છે એવો મને પ્રશ્ન થયો હવેલી ને શું છે એવું તે જે લોકો બધાં ત્યાં જાય છે ત્યારે હું બધાને જોતી ત્યારે બધા હવેલીએ જાય છે પછી એક દિવસ મને પણ થયું કે હવેલીએ જાઉ હવેલીએ ગઈ હવેલી અદભૂત અદભૂત હવેલી હતી જ્યાં લાડુ ગોપાલ અમારા ગુરુજી જે નટવર ગોપાલ તેમને બિરાજમાન હતા હવેલીએ આમ જોઈએ તો આમ શાંત વાતાવરણ બધા લોકો ભેગાં થયા હોય જાણે તહેવાર જેવું લાગે જ્યાં બધા લોકો સાથે મળીને એકતા જોવા મળે છે સાથે મળીને આનંદ પ્રમોદ ઉલ્લાસ કરે છે તેમજ તેમાં આવતાં હોળી હોળી જેછે ત્યારે હોળીનો તહેવાર ત્યારે લોકો એક અદભૂત રીતે હોળી ત્યાં ઉજવવામાં આવે છે પછી એક કિસ્સો છે મને હવે જ્યારે હું મોટી થઈ ત્યારે મને ખબર પડી કે ત્યાં ત્રણ પ્રકારની સેવા કરવામાં આવતી માનસિક સેવા પછી બીજી હતી ધનથી જે આપણે ધનનો સોરી એ નથી ખબર પછી ચરણ સેવા જે આપણા ગોર થઈ ગ્યાં ગુજરાતનાં જેમ કરસનદાસ મુળજી એને મુંબઈમાં જે હવેલી આવેલી છે તે હવેલી કરસનદાસ મુળજી એક સમાજ સુધારક છે ત્યાં જે મુંબઇમાં જે હવેલી છે ત્યાંનાં જેજે કરીને એક પ્રમુખ હતા તે પોતાના લોકોમાં એવું સ્થાન સ્થાપ્યું કે ભગવાન કરતાં એનું સ્થાન ઊંચું છે લોકો એને ભગવાન તરીકે માનતા હતા પરંતુ કરસનદાસ મૂળજી છે જે સ્ત્રીઓ પાસેથી ચરણ સેવા કરાવામાં આવતી ત્યારે કરસન દાસને ખબર પડે છે કે આ ચરણ સેવા ખોટી સેવા છે જેમાં સ્ત્રીના ચારિત્ર્ય સાથે ચરણ સેવા એ રીતે કરવાની આવે છે ત્યારે કરસનદાસ મુળજી કોર્ટમાં લડે છે અને આ કેસ જીતે છે ત્યારે આ કરસનદાસે તો એને બહુ આ ચળવળ ચાલુ કરી એમાં તેને બહુ અવરોધો આવ્યાં છે એમ જેજે સાથે પરંતુ કરસનદાસની જીત થાય છે ત્યારથી ચરણ સેવા છે એ બંધ થાય છે ત્યારથી હવેલીમાં આજ જે લોકોમાં અંધ શ્રદ્ધા હોય છે કે લોકો એને ધર્મ વિષે ખ્યાલ છે પરંતુ તેને શું સાચું છે શું ખોટું છે એ સ્વીકારી એને ખ્યાલ જ નથી હોતો ક્યારેક આપણે ક્વેશ્ચન કરી છીએ કે આનું આ શું છે પ્રશ્ન કરી છીએ કે આ આ કરવાનું પાછળ શું છે જેમકે આપણે હવન કરતાં હોઇએ ત્યારે એમાં અગ્નિમાં આપણે જવ શા માટે નાખીએ છીએ એ આપણે એનો ક્વેશ્ચન આપણે કહેતા નથી કારણ કે એમ કહે છે કે એમાં જવ નાખીએ છીએ તે એ કહે કે પ્રભુ સુધી અર્પણ થાય છે એને પહોંચે છે પરંતુ એવું હોતું નથી આપણને સાચું કહેવામાં આવતું નથી એની પાછળનો અર્થ શું છે એ સમજાવામાં આવતું નથી જે આપણાં માટે વ્યર્થ છે લોકોને સાચી માહિતી ખબર હોવી જોઈએ કે આપણા હિન્દુ ધર્મમાં અગ્નિ પ્રગટાવામાં આવે છે તો એનું કારણ શું છે તેનું શા માટે પ્રગટાવામાં છે કારણ કે અગ્નિની જે ગતિ છે એ ઊર્ધ્વ દિશાની છે તેમાંથી આપણને પ્રેરણા મળે છે કે આપણે હંમેશા ઉપરની તરફ ગતિ કરતી હોવી જોઈએ આ એક પણ છે અને બીજું એ છે કે સ્વામી વિવેકાનંદના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ જે સ્વામી વિવેકાનંદને જે પ્રશ્નો થાય છે તેના તમામ પ્રશ્નોના જવાબ રામકૃષ્ણ પરમહંસ આપે છે સ્વામી વિવેકાનંદ ને વિચાર આવે છેકે કે ભગવાન ભગવાન છે પણ કેવો છે ક્યાં છે ભગવાન ક્યાં છે બિરાજમાન ત્યારે એ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે કોલકતામાં જે ભગવાન મહાકાળી માતાનું સાયદ મંદિર છે ત્યાં ત્યારે એ પૂછે છે કે ભગવાન કેવો છે ક્યાં છે મારે જોવો છે સાક્ષાત પરમાત્મા મારે જોવો છે ત્યારે એને રામકૃષ્ણ પરમહંસ પોતાની અંદર રહેલ પરમતત્વમાં તેનાં દર્શન કરાવે છે નહી કે પથ્થર પથ્થરમાં છે એ ભગવાન નહી પોતાની અંદર સ્થાપિત પરમ તત્ત્વ છે જેના લીધે આ આપણે જીવીએ છીએ પોતાની અંદર રહેલ પરમતત્વનો સ્વીકાર કરતાં શિખવાડે છે અને એ પણ છેકે જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હોય છે ત્યારે માર્ગ બંધ હોય છે એટલે એમ વિચારે છેકે મારે અમેરિકા જવું છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને બતાવે છેકે જો અમેરિકા દેખાય ત્યારે આ રીતે આધ્યાત્મિક એને આ રીતે પૂરું પાડે છે કે નહીં કે અંધ વિશ્વાસ અંધ શ્રદ્ધા પોતાની અંદર વિશ્વાસ અંધશ્રદ્ધા અને વિશ્વાસ બંનેમાં તફાવત છે અંધ શ્રદ્ધા એ અંધ રીતે નહીં જેનું આપણને સાચું જ્ઞાન હોવું જોઈએ કે આની પાછળ આ અંધ વિશ્વાસ નહીં કરવાનો આધ્યાત્મિકતા એટલે કે આધ્યાત્મિક જ્ઞાન